હા સાહેબ મારે તમારી હારે વાત કરવાની થઈતી બે દિવસથી હું તમને કોલ કરતો લાગતો નહીં ને તમે બાર ગયા હસો કદાચ હવે પ્રશ્ન એમ છે કે આપડે વાડીમાં કામ તનતોડ કરવાનું થાય છે બરોબર અને તમે જે વેતનથી રાખો છો મજૂર એ ભેગું થતું નથી બધાને મજૂરોને એ પ્રશ્ન છે કે આટલા વેતનમાં કામ કેમ કરવું પોષ

તો આ તમાર વેતન વેતન વધારવાની ઘણતરી હોય તો એ રીતે વાત કરો નહીં તો બીજા પણ ઘણા જમીનદારો છે જે વધુ વેતનમાં અમને લઈ જાય છે તો અમે એ એની સાથે કાંઈ ડીલ કરીએ કેમ કે એટલા વેતનમાં આટલા કલાક કામ કરવું પોસાતું નથી અને બીજી વસ્તુ ફરિયાદ એ હતી કે જે બપોરનું જમવાનું તમે આપો છો એ પણ બઉ નીચી ગુણવત્તાનું છે અવ ખાઈએ એવું કાંઈ આવતું નથી અને અંતે અમારે ટિફિન તો ઘરેથી જ લાવા પડે છે તો એ પણ ઘણું થોડુક તકલીફ વાળું થઈ જાય છે એમાં પણ જો ઘટતું થાય એમ હોય તો વાત કરો

ના ના ના ઈ વાત એ વાત રેવડ્યો કેમ કે તમે તમારા ઘરે બેસીને ખાઓ એ વસ્તુ ફેર છે અહીંયા વાડીએ કામ કરવું અને આટલો શ્રમ કરવો અને એવું પાણી જેવું ખાવું એ વાત અલગ છે એટલે તમે ઈ વાત રેવાડ્યો કે જમવાનું સારું આવે છે બરોબર ને આવું આવું ખાવાનું હોય તો આપડે કામ કરવાનું થાતું જ નથી ખાવા માટે તો બધુય થાય ને તમે ખાવનું જ આવું હલકી ગુણવતાનું આપો તો આપડે કામ જ નથ કરવું બીજા ઘણા ખેડૂતો છે જે આપણને સારા ખાવામાં રાખે તો અમે એની સાથે જતા રહીએ તો આવું ખાવાનું થતો હોય તો આપડે કામકરવાનું થાતું જ નથી

હા બોલો

અગિયારસનું ને એ બધું તમે વિચારો

હા હા બરોબર હા એ વાત અમે સમજી શકીએ પણ આ થોડુક જમવાનું થોડોક પ્રશ્ન છે તો ઈ કરજો હા ઈ બરોબર છે ઓકે હારું હાલો